હું શુકર ઉદય બોલી રહ્યો છું તમે મારી વાત યશ પ્રજા પ્રજાપતિ સાથે થઈ રહી છે હા તો હું ગુજરાત ફરવા માટે આવું છું તો તમે મને કહી શકો કે ફરવા માટે કઈ કઈ જગ્યા સારી છે હા તો તે સ્થાનમાં કયા કયા મંદિરો છે ગુજરાતમાં સારા જોવાલાયક બરોબર હા હા બરોબર બરોબર હા તો આપણા દ્વાર કંઈ ખાસ વાત હોય એવી કંઈક જાણવાલાયક સારી એવું કંઈ છે

દ્વારકા સારી જગ્યા કંઈ એવું કંઈ કે મંદિરનું મેં સાંભળ્યું છે કે પહેલાં અંદર ડૂબેલી નદીમાં નહોતી એ નગરી બરાબર બરાબર બરાબર

બરાબર ઓકે ઓકે ઓકે થેંક યુ ધન્યવાદ